સુરત સુરતની નજીક જોવા જાઓ તો ધાર્મિક સ્થળમાં બિલીમોરાનું સોમનાથ મંદિર વર્ષો જૂનું કેટલાક જ્યાં લગભગ એમ કહેવાય છે કે પાંડવો પણ ત્યાં આવ્યા હતા અને ત્યાંથી ત્યાં રોકાયા હતા બિલીમોરાના મંદિરનું એટલું બધું મહાત્મ્ય છે કે કે આપણે શ્રાવણ મહિનામાં તો પગ મૂકવાની જગ્યા ના હોય ત્યાં ત્યાં મેળો ભરાય અને શ્રાવણ મહિનામાં બહુ જ એનું મહાત્મ્ય છે લોકો ક્યાં દૂર દૂરથી બિલીમોરાનાં સોમનાથ મંદિરમાં દર્શન કરવા આવતાં હોય ત્યાંથી આગળ જાઓ તો વલસાડ વલસાડની પાસે તિથલ તિથલનો દરિયાકિનારો એટલે દર શનિ રવિ કે આમ પણ વરસાદની ઋતુ આવે કે શનિ રવિ કે થોડોક રજા આવી લોકો તિથલ દરિયાકિનારે ફરવા આવતાં હોય છે અને બહુ સરસ દરિયાકિનારો છે ત્યાં દરિયાકિનારે સાઈબાબાનું મંદિર છે અને રહેવા માટે પણ બહુ સરસ વ્યવસ્થા હોય છે ત્યાં તમે બે ત્રણ દિવસ રહો અને ચોમાસું આવે ચોમાસામાં તો તમે મહાલ જાવ મહાલ એટલે ચોમાસાનું મહા ચોમાસું આવે એટલે મહાલ જવું જ જોઈએ એકવાર જો તમે મહાલ જાવ તો તમે દર વર્ષે ત્યાં જવાના જ એટલા બધા ધોધ છે ગિરા ધોધ જો જુઓ તમે તો તમે નાયગ્રા ધોધને ભૂલી જાવ કે આપણા ઇન્ડિયાનો નાયગ્રા એ ગિરા ધોધ કહેવાય ગિરા ધોધ એકવાર જુઓ તમે ચોમાસામાં ફૂલ્લી નદીમાં પાણી હોય અને એટલો ધોધ પડતો હોય કે તમે જોઈને જ આમ ત્યાંથી હટવાનું મન નહીં થાય એ પતે એટલે મહાલમાં તમે રોડ ફર્યા જ કરો આખું જંગલ એરિયા છે જંગલ જો તમને ગમતું હોય તો ટ્રેકિંગ માટે પણ મહાલ બહુ જ સરસ છે અને ઘણાં બધા યુવક અને યુવતીઓ સુરતનાં કે આજુબાજુથી ટ્રેકિંગ માટે ત્યાં ચોમાસામાં જતાં હોય છે ઘણી સંસ્થાઓ પણ છે સુરતની કે જે ટ્રેકિંગ માટે સ્પેશિયલ યુવાનોને આ સિઝનમાં લઈ જતાં હોય છે ટ્રેકિંગ કરો આજુબાજુ ફરો બહુ જ મજા આવે અને એકવાર તમે ચોમાસાની ઋતુમાં સાપુતારા કે મહાલ આવો અને જુઓ કે શું બ્યુટી છે ત્યાંની આખો ચોમાસામાં ઉપર ડ્રોનનો નજારો કરો તો એક નેકલેસ દેખાશે ગ્રીન નેકલેસ તમને જે ગિરાધોધની આજુબાજુ એટલો સરસ નજારો દેખાય ને બહુ જ મજા આવશે તમને